જ્યારે હું નાનો હતો ત્યારે મેં એકવાર સારા શાળાના મેળાવડામાં ભાગ લીધો હતો મને યાદ નથી પણ મારી મમ્મી મને એકવાર કહેતી હતી કે જ્યારે તું નાનો હતો ત્યારે તે ડાન્સના એક પ્રોગ્રામમાં ભાગ લીધો હતો સ્કૂલમાં અને એમાં તું આ બન્યો હતો ને તે આ પરફોમ કર્યું હતું મારી મમ્મી બધું મને કહેતી હતી મને યાદ નથી પણ હા પછી કોલ પછી મેં સ્કૂલમાં બીકોઝ હું બહુ આમ થોડો શર્મીલો હતો તો મને થોડી શરમ આવતી હતી પણ જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે પછીમાં બધામાં ભાગ લેવાના સ્ટાટ ચાલુ કર્યું અને પછીમાં મેં કોલેજમાં જે પોગ્રામ બધા થાય યુની કલ્ચરલ પોગ્રામ એમાં હું નાટકમાં પણ ભાગ લેવાનું મેં શરૂ કર્યાં ડાન્સમાં પણ ભાગ લેવાના શરૂ કર્યાં સો અનુભવ બહુ સારો હતો સ્ટે સ્ટેજ ફીયર જે કહેવાય ને એ મારો જતો રહ્યો હતો એના લીધે અને મને ઘણું બધું નવું નવું શીખવા મળ્યું ને નવા નવા દોસ્તો બન્યા અને બહુ સારો રહ્યો અનુભવ